અમરેલી શહેર એક છેવાડાનું શહેર છે જિલ્લાનું મથક હોવા સાથે સાથે એક પછાત જિલ્લો પણ છે રાજ્યના પાટનગરથી ત્રણસો કિલોમીટરના અંતરે આવેલું આ શહેર પછાત રહેવાનું મુખ્ય કારણ ઉદ્યોગોની કમી પરંતુ વાત એ છે ગામડાઓમાં ખુલ્લામાં શૌચ થતું હતું જ્યારે લોકો પાસે પૂરતા પ્રમાણમાં આર્થિક સગવડતાઓ પ્રાપ્ત ન હતી અને એના કારણે ગામડાના લોકો પોતાના નજીકના ખેતરો સેઢાઓ કે પાડાઓ અને ટેકરાઓની પાછળ જઈ અને ખુલ્લામાં શૌચ કરતાં હતા પુરુષો માટે થોડુંક સામાન્ય બને પરંતુ ગામડાઓમાં રેતી સ્ત્રીઓ માટે આ ખૂબ જ શરમ જનક બાબત હતી ગામડાંની બેનો પોતાની ઈજ્જત અને આબરૂને બચાવા માટે દૂર દૂર સુધી સામાન્ય પાણીનું એક વાસણ લઈને એમા થોડું પાણી લઈ અને દૂર દૂર સુધી ખેતરના સેઢે અથવા તો ખેતરના પાળે અથવા તો વાડાની પાછળ થોડની પાછળ બેસી અને શૌચ કરવું પડતું હતું તેથી એમનો ખૂબ જાજો સમય બગડતો હતો અને આ શૌચને કારણે ફેલાતી ગંદકીના કારણે વાતાવરણમાં ખૂબ જ તકલીફ ઉભી થતી હતી વાતાવરણ ખૂબ ગંદુ બનતું હતું શૌચના કારણે મળના કારણે વાતાવરણમાં ભળતી આ હવા દુર્ગંધ મારતી હવા ઓક્સિજનને પણ દુર્ગંધ બનાવતી હતી અને સાથે સાથે વાતાવરણ પણ ખૂબ જ ગંભીર બનતું હતું આ ઉપરાંત વિવિધ પ્રકારના લોકોના મળના ત્યાગના કારણે તેમના માં રહેલી વિવિધ બીમારીઓ અને એમા દ્વારા આ મળના જીવાણુ દ્રારા વાતાવરણમાં આ વાયરસ ભળવાથી અનેક પ્રકારની ગંભીર બીમારી અને રોગો ઉભા થવાનું પણ આ વલણ જોવા મળતું હતું ઑલૉવર એવું કહી શકાય કે ખુલ્લામાં શૌચ એક સામાન્ય બાબત નથી ખૂબ ગંભીર બાબત છે સ્ત્રીઓની ઈજ્જતની બાબતમાં પણ આરોગ્યની બાબતમાં પણ અને વાતાવરણની શુદ્ધીની બાબતમાં પણ આ એક ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય તેના બહુ જાજા ગેરલાભ આપળે માની શકીએ છીએ